આજકાલ સૌથી વધુ વપરાતી એપ સ્નેપ ચેટ છે સ્નેપચેટના લાભ પણ છે અને ગેરલાભ પણ છે સ્નેપચેટના લાભ એ છે કે તમે તમારી જાતને વધુ સુંદર રીતે વિવિધ લેન્સમાં નિહાળી શકો છો નવા નવા ફ્રેન્ડ્સ બનાવી શકો છો એની સ્ટ્રીમ બનાવી શકો છો તેની સાથે તેના ગેરલાભ પણ ઘણા છે ઘણી વખત એવું બન્યું છે કે લોકો સ્નેપ લેવાનાં ચક્કરમાં નવા નવા અખતરાઓ કરે છે અને તેનાં લીધે પોતાનો જીવ પણ ગુમાવે છે સ્નેપ લેવાનાં ચકકરમાં સ્થળ કાળનું પણ તમને ભાન રહેતું નથી અને કોઈપણ પ્રસંગ હોય તેઓ સ્નેપ લેવા માટે તત્પર બને છે ઘણીવાર એવું બન્યું છે કે કોઈ એક્સિડન્ટ થયું હોય તો તેને મદદ કરવાના બદલે તેનો સ્નેપ લેવામાં આવે છે જે એક ખરેખર ખોટી વસ્તુ છે